જીવનમાં રમતગમતનું મહત્ત્વપૂર્ણ બહુ જ છે જો અમુક વિદ્યાર્થીઓ હોય છે જે ભણવામાં બ ભલે દુબળા હોય એમને ન ફાવતું હોય પણ પણ એ લોકો રમતગમતમાં બહુ સારા હોય છે ધારો કે આપણા ક્રિકેટર વિરાટ કોહલી એ ભલે એણે એમ બારમુંય પણ એણે પૂરું નથી કર્યું તો બી પણ એનું ક્રિકેટ જો આખા વર્લ્ડમાં એનું નામ છે તો એવા લોકો બહુ જ છે આ દુનિયામાં જે લોકોને ભણવામાં રસ નથી પણ એ લોકો રમતગમતમાં બહુ જ આગળ છે આપણા ભારતમાં પણ રમત ગમતના લોકોને બહુ જ પ્રોત્સાહન આપવામાં આવે છે આપણા ભારતમાં જગ્યાએ જગ્યાએ રમત ઉત્સવ થતા હોય છે કે દોડ દોડ સ્પર્ધા પછી ક્રિકેટ સ્પર્ધા ક્રિકેટ રમાતી હોય છે જગ્યાએ જગ્યાએ ઘણી બધી ગેમો છે જે આપણા ભારતમાં બોલ રમાતી હોય છે તેથી કરીને આપણા ભારતમાં બહુ બહુ લોકો છે જેમાં એ લોકો રમતમાં સારા છે ભલે એ ભણતરમાં સારા નથી પણ એ લોકો ગેમિંગમાં એટલે રમતગમતમાં એ લોકો બહુ જ સારા છે